મારા પ્રદેશની વાત કરું તો ત્યાં ઘણાં બધા એવાં પ્રાદેશિક પ્રવાસનાં સ્થળો આવેલાં છે જે લોકોને ફરવા માટે આકર્ષિત કરે છે એમાંની હું વાત કરું તો જુનાગઢમાં ગિરનાર આવેલો છે તો ગિરનાર ચઢવા લોકો દૂર દૂરથી આવે છે તેમજ ત્યાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે પછી છે દામોકુંડ દામોદર કુંડ કહેવાય એ આવેલું છે તેમજ ત્યાંથી પછી જે છે એ દાતાર આવે છે દાતાર છે એ વિલિંગટન ડેમ આવેલો છે તો એ દાતારમાં વિલિંગટન ડેમ લોકો ફોટોગ્રાફી માટે આવતા હોય છે એ લોકોને આકર્ષિત કરે છે તેમજ જટાશંકર છે તો જટાશંકરમાં ઘણાં બધા એવાં ઝરણાઓ જે છે તો ત્યાં લોકોને ફોટોસ પાડવા બહુ ગમે છે ત્યાં એવી ગ્રીનરી છે જે લોકોને આકર્ષિત કરે છે તેમજ ઘણાં બધા એવાં સ્થળ છે એમ કે રાજાના કિલ્લાઓ આવેલા છે તોપ આવેલાં છે પછી બુદ્ધની ગુફા આવેલી છે તેમજ કહી શકાય તો ધાર્મિક સ્થળો પણ કહેવાય કે સાધુ સંતના આશ્રમો છે જે લોકો ધાર્મિક લોકો હોય છે તે લોકો અહીંયા આવતા હોય છે અને લોકોને અહીંયા બહુ મજા આવે છે તો એ પછી આપણે વાત કરીએ તો અમદાવાદ બરોડા છે સુરત છે ગાંધીનગર છે ત્યાં પણ લોકો ફરવા આવતા હોય છે આ મેગાસિટીની તો લોકોને ખબર જ હોય છે એટલે એ લોકો ફેમસ સીટીમાં જતા જ હોય છે તો હું વાત કરું તો પોરબંદરની તો પોરબંદર એ ગાંધીજીનું જન્મસ્થળ છે પછી ત્યાં સુદામાનું મંદિર આવેલું છે પછી વાત કરીએ તો એ ત્યાં જન્માષ્ટમીમાં મેળો થાય છે એ માટે ફેમસ છે તો અહીંયા લોકો દૂર દૂરથી મેળો કરવા પણ આવે છે ત્યાં એવા રિવરફ્રન્ટ છે ચોપાટી છે એ ફેમસ છે અને પોરબંદરની જે છે એ ખાજલી ફેમસ છે તો લોકોએ દૂર દૂરથી મંગાવતા હોય છે અને રહેવા માટેનું જે નેચર જે છે એ પોરબંદરનું બહુ સારું છે અને ત્યાં જે છે ઘણા ફેમસ એક્ટરનાં પણ જન્મસ્થળ આવેલાં છે એમ કહેવાય તો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે ફેમસ એક્ટર કહેવાય જેઠાલાલ દિલીપ જોશી એમનું પણ જે જન્મસ્થળ છે એ પોરબંદર જિલ્લામાં જ આવેલું છે એટલા માટે એ ફેમસ છે તો આપણે વાત કરીએ તો સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે સોમનાથ મહાદેવના મંદિરે લોકો યાત્રાળુઓ દૂર દૂરથી આવતા હોય છે તો અહીંયાથી લોકો પછી જે છે એ હાઇવે ઉપર આપણે માધવપુર બીચ આવે માધવપુર બીચ ઉપર જે છે લોકો ફોટોસ પાડવા માટે આવે છે અને લોકોને શાંતિની અનુભૂતિ થાય છે અને જે દૂરથી લોકો આવે એ લોકો માટે જાણવા જેવી બાબત એ છે કે એ લોકો અહીંયા જે છે એ રુકમણી વિવાહ હોય છે ત્યારે જે આખા ખારા દરિયામાં જે છે એ જ્યારે ભગવાનની જાન આવે છે ને ત્યારે ત્યાં મીઠા પાણીની લહેર આવે છે એક લહેર મીઠા પાણીની આવે છે એમાં એક કહેવાય તો કે આકર્ષિત કરે છે લોકોને અને ત્યાં મેળો થાય છે ઘણા બધા કાર્યક્રમો એવા થાય છે પછી છે ઓશો આશ્રમ આવેલો છે તો ઓશો આશ્રમમાં એવી ગુફાઓ છે એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો આનંદ માણી શકે છે શાંતિની અનુભૂતિ થઈ શકે છે અને લોકોને એન્જોય કરવા માટે ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાં અને મંદિર પણ આવેલું છે પ્લસ ત્યાં આપણે જઈએ તો આગળ પછી આવે છે દ્વારકા તો દ્વારકાની વાત કરીએ તો તે હજારો વર્ષ જૂનું મંદિર છે ત્યાં પણ એ બધી નદીઓ આવેલી છે અને બેટ દ્વારકા છે તો ત્યાં લોકો હોળીમાં જતા હોય છે અને હાલમાં ત્યાં સુદર્શન સેતુ પણ બનેલો છે એ સુદર્શન સેતુ એ લોકો માટે બહુ ફેમસ જગ્યા છે ત્યાં લોકો ખૂબ ફરવા જાય છે અને લોકોને બહુ જ મજા આવે છે તેમજ આપણે ત્યાં ઘણી બધી ફોટોસ ને આ અને તે અને બધી સુવિધા મળી રહે છે તો લોકોને રહેવા કરવામાં પણ વાંધો આવતો નથી અને એ મુજબ જોઈએ તો ત્યાં નાગેશ્વર મહાદેવનું મંદિર આવે છે યાં લોકો જતા હોય છે પછી ત્રિવેણી સંગમ આવેલો છે પછી હું વાત કરું તો એક શિવરાજપુર બીચ છે તો ત્યાંનું પાણી છે એ બ્લુ કલરનું છે એવું કહેવાય છે કે ખૂબ જ ચોખ્ખું પાણી આવે છે ત્યાં અને એ દરિયો જે છે એ લોકો ફોટોસ પાડવા માટે આવે છે નાહ્વા માટે આવે છે અને ત્યાં ઘણા બધા એવા શું કહેવાય કે રાઇડ્સ ને એવું બધું પણ છે અને રહેવા માટેના ટેન્ટ અને આ તે અને બધું આવેલું છે પછી હું વાત કરું તો આપણે જે કહી શકાય કે ખૂબ જ પ્રખ્યાત હોય તો ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો એન્જોય કરી શકે અમદાવાદમાં નવરાત્રિ માટે લોકો આવતા હોય છે સુરતીઓ લોકો લહેરી લાલા કહેવાય છે માટે લોકો ત્યાંનું જે શોપિંગનું જે છે એ વધારે ફેમસ છે અને લોકોને સસ્તામાં બધું ત્યાં આપણે મળી જતું હોય છે તો લોકો જ્યારે લગ્ન પ્રસંગ હોય છે તો બધા અહીંયા આપણે જતા હોય છે એટલા માટે પણ આકર્ષિત કરે છે તેમજ અગર હું વાત કરું તો અમદાવાદ છે તો અમદાવાદ રાત્રિ માટે પણ વધારે સેફ સિટી કહેવાય અને ગર્લ્સ માટે પણ એ ઘણી બધી સેફ કહેવાય એમ અને વડોદરા છે તો સંસ્કારી નગરી કહેવામાં આવે છે ત્યાં પણ લોકો રાત્રિ બજારનું જે જમવાનું છે એ ફેમસ છે અને મટકા બિરયાની ત્યાંની બહુ વધારે ફેમસ છે એટલા માટે એ લોકોને ફરવા માટે જે છે એ આકર્ષિત કરે છે અને મારા પ્રદેશનાં એટલાં જે પ્રવાસન સ્થળ છે એ લોકોને આવવા માટે આકર્ષિત કરે છે